હા મેં પ્રવાસ બહુ કર્યો છે તો જેથી હું મહિલાઓને એ ટીપ આપીશ કે તમે કોઈબી જગ્યાએ જાઓ ફરવા તો તમે તમારું આવવા જાવાનું રિઝવેશન રેલવેનું એ કનફોર્મ કરો કનફોર્મ કર્યા પછી તમે કોઈબી જગ્યાએ ફરો તો તમારો વિશ્વાસ પાત્ર ગાડી વાળો જે બુકિંગ કરો અને રાત પડે આઠ નવ વાગે એ પહેલા તમે તમારા સ્થળ ઉપર પહોંચી જાઓ કે જેથી તમે કોઈબી જગ્યાએ જાઓ તો તમને રૂમની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે મળી શકે ને તમે સમયસર સવારે વહેલા ઉઠો તો તમારું પ્રોગ્રામ સંપૂર્ણ રીતે કાર્ય પૂર્ણ થાય કે જેથી હું સલામતીની ટીપી આપું છું કે તમે આખી રાત તમને આરામ બી મળે અને વહેલાસર તમે પહોંચી બી જાઓ